ગુજરાતમાં મનોરંજન માટે જાણીતા ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે આપણો ભારત દેશ તહેવારો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને એમાં આપણું રાજ્ય ગુજરાત ગુજરાત રાજ્યમાં તહેવારો ઉજવાય એટલા ઓછા શરૂઆતથી શરૂ કરીએ તો જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પરિવારના બધાં સદસ્યો ભેગા થઈ અને અગાશીએ પતંગ ચગાવે છે એની સાથે સાથે ઘણા બધા ઘણી બધી વાનગીઓ પણ ખાય છે જેવું કે તલ સાંકળીના લાડુ મમરાના લાડુ બોર શેરડી અને વગેરેની જયાફતો ઉડાવાય છે અને ઉત્તરાયણનો દિવસ હોય અને બપોરે ઊંધિયું પુરીની મજા ન લેવાય એવું તો કેવી રીતે બને એના પછી આપણાં રાજ્યમાં હોળી અને ધૂળેટીના તહેવાર ઉજવાય છે હોળીના દિવસે હોલિકા માતાનું દહન કરવામાં આવે છે તેમને પ્રગટાવવામાં આવે છે અને તેમની આજુ બાજુ પ્રદક્ષિણા ફરવામાં આવે છે ત્યારે પોતાનાં મનની જે ઈચ્છા હોય તે મનમાં વ્યક્ત કરાય છે અને પૂરી પણ થાય છે એના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર હોય છે ત્યારે લોકો એકબીજાને રંગ લગાવે છે ખાસ કરીને યુવાઓ એકબીજાને રંગ લગાડી પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે હોળી ધૂળેટી એ પ્રેમનો એક પર્વ છે એવું મનાવામાં આવે છે એના પછી આપણે જોઈએ તો આપણે ત્યાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ છે શંકર ભગવાનની પૂરા મનથી પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનનાં મંદિરે જઇ તેમને દૂધ ચઢાવે છે બિલીપત્ર ચઢાવાય છે અને પ્રસાદે ભાંગ પણ લેવાય છે મહા શિવરાત્રિનો તહેવાર પણ ઉજવવામાં આવે છે ભગવાન શિવની પૂજા તો આપણાં ગુજરતમાં વર્ષો વર્ષોથી પ્રચલિત છે એ એના સિવાય આપણે ત્યાં જન્માષ્ટમીનો તહેવાર પણ એટલા જ હર્ષોલ્લાસથી ઉજવાય છે મટકી ફોડ કરવામાં આવે છે ગલીએ ગલીએ શેરીએ શેરીએ આપણે જોઈએ તો જ્યારે મટકી ફોડ કરે ત્યારે નાનાં નાનાં બાળકોથી લઈ યુવાનો સુધી બધા કૃષ્ણ ને રાધા બની અને રાસલીલામાં મગ્ન થાય છે જન્માષ્ટમીનો ઉત્સવ દ્વારિકા નગરીમાં એટલો હર્ષોલ્લાસથી ઉજવાય છે કે જેની જેની ચર્ચા દર વર્ષે આપણે થતી જોઈએ છીએ ત્યાર પછી ગણપતિ બાપાનું આગમન પણ એટલા જ હરખથી કરવામાં આવે છે બાપાનું આગમન ગમે તેટલો વરસાદ હોય ગમે તેટલી કપરી પરિસ્થિતિ હોય પરંતુ બાપાનું આગમન ન થાય એવું તો ક્યારેય બનતું જ નથી ગણેશ ચતુર્થીના દિવસે લાડવા બનાવવામાં આવે છે ગણપતિને તેનો ભોગ પણ ધરવામાં આવે છે એના પછી જો આપણે વાત કરીએ તો દિવાળી અને બેસતા વરસની દિવાળીનો પર્વ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે એવું કહેવાય કે વર્ષનો સૌથી મહત્ત્વનો તહેવાર એટલે આપણા માટે દિવાળી અને બેસતા વર્ષના દિવસે તો એવું માનવામાં આવે છે કે જે લોકો એકબીજાને જન્મો જન્મનાં વેર હોય એ દિવસે બેસતા વરસને દિવસે એકબીજાની સામે મોઢું ફેરવે નહીં જો સામે મળે તો નવા વરસના રામ રામ કરે અને જૂના જે પણ કોઈપણ તકલીફો જે પણ એકબીજાને વેર હોય એ ભૂલી અને એ દિવસે એકબીજાને પ્રેમથી બોલાવે અને એકબીજાને હળે મળે ખાલી એટલું જ નહીં કે આપણા ભગવાન છે કે આપણો ધર્મ છે હિન્દુ ધર્મ છે એને લઈને જ બધા તહેવારો ઉજવાય છે ગુજરાતમાં બધા ધર્મને લઈને બધા તહેવારો ઉજવવામાં આવે છે જેટલા હર્ષથી જન્માષ્ટમી ઉજવાય છે એટલા જ હર્ષથી ઈદની ઉજવણી પણ અહીંયા થાય છે બધા ધર્મને એક સમાન ગણીને ગુજરાતમાં તહેવારો ઉજવવામાં આવે છે આ મનોરંજન માટે એટલા બની રહે છે કારણ કે આપણે રોજ બરોજનું જીવન જે જીવતા હોઈએ કામ કરતા હોઈએ સવારથી સાંજ સુધી પણ જ્યારે જ્યારે આ તહેવારો આવે ત્યારે આપણા પરિવારને આપણે સમય આપી શકીએ આ તહેવારો ઉજવી શકીએ એમાંથી મનોરંજન મેળવી શકીએ રોજનાં રૂટિનમાંથી આપણને એક શું કહેવાય બ્રેક જેવું મળે અને એનાથી